એક કલાકારની રીતે જો ગુણો શીખવામાં આવે તો કલ્પના શક્તિનો વિકાસ થાય છે તથા સર્જકની શિલતાને આપણે વહન કરી શકીએ સર્જન ક્ષેત્રમાં કોઈપણ પ્રકૃતિનું વર્ણન અથવા તો કોઈપણ આપણને નજરે આવતું પરિસ્થિતિ કે ઘટનાનું વર્ણન આપણે ચિત્રોમાં ઉતારી શકીએ છીએ રંગો તથા તેમાં રહેલા ભાવોનું પણ વર્ણન એક કાગળમાં ઉતારવું એ સર્વશ્રેષ્ઠ કાર્ય છે ચિત્રકલામાં જોવા મળતા વિવિધ પ્રકારના ચિત્રો જેમકે રેખા ચિત્રો છે છાયા ચિત્રો છે કોઈપણ પ્રકારના ચિત્રોનો એક મર્યાદા આવેલી રહેલી જોવા મળે છે જે મર્યાદા મર્યાદા અનુસાર તે ચિત્રોની ઉઠવણી કરવામાં આવે છે ચિત્રકલા ક્ષેત્રમાં આપણે ઘણા ફાયદાકારક જોવા મળે છે એ ચિત્ર કલાનું એક ઉદાહરણ લઈ શકીએ કે મોનાલીસાનું ચિત્ર જે આપણા મગજમાં રહેલી સ્થિતિ અનુસાર તેનું વર્ણન વર્તન જોવા મળે છે જો આપણું મન દુખી હશે તો જે મોનાલીસાનું ચિત્ર આપણને દુખી દેખાશે તથા આપણે ખૂબ જ પ્રસન્ન હશું કે ખૂબ જ આનંદિત હશું તો આપણને મોનાલીસાનું ચિત્ર આનંદિત જોવા મળશે કે તેના ચહેરા પણ એક સ્માઇલ જોવા મળશે આમ મોનાલીસાના ચિત્રો એ એક એવી કલા ચિત્રકલા એક એવી જ કલા છે જેમાં આપણા મનના તથા આપણા આપણને જોવા મળતા વિવિધ પરિસ્થિતિઓ તથા ઘટનાઓનું વર્ણન એ એક કાગળમાં ઉતારેલું પરિપક્વ વર્ણન કહેવાય છે ચિત્રકલા દ્વારા આપણે પ્રકૃતિનો પણ ખૂબ અનુભવ કરી શકીએ આપણી કલ્પના શક્તિ અનુસાર કોઈપણ એવી કલ્પના કરવામાં આવી હોય એનું વર્ણન આપણે કોઈને ન કઈ શકતા હોઈ તે વર્ણનને આપણે એક કાગળ ઉપર સહજતાથી ઉતારી શકીએ છીએ ચિત્રકલામાં આપણને શિસ્ત પણ જોવા મળે છે જેમકે કોઈપણ આપણે પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવે જેમાં આપણે કયા પ્રકારના ચિત્રો દોરવામાં આવે છે તથા છાયા ચિત્રો છે રેખા ચિત્રો જે ભાત ચિત્રો છે તેમાં જોવા મળતી અલગ અલગ પ્રકારની ગોઠવણીઓ તથા તેમાં જોવા મળતા આકાર ને લઈને પણ શિસ્તતા જોવા મળે છે ચિત્રકલા એ ઉપચારાત્મક અને ફાયદાકારક પણ હોઈ શકે કારણ કે કોઈપણ પ્રકારના આપણા માનસિક તથા સામાજિક કે આધ્યાત્મિક વર્ણનોનું પણ ચિત્રકલામાં આલેખન કરવામાં આવે છે કોઈપણ ચિત્ર જેમકે આપણે કોઈપણ ચિત્રોનું વર્ણન એ કાગળમાં રંગો તથા પ્રકૃતિનું વર્ણન અને પ્રકૃતિમાં જોવા મળતા વિવિધ ભાત તેમાં આવતા વિવિધ બદલાવ એનું વર્ણન પણ આપણે ચિત્રકામમાં કરીએ છીએ દરેક ઋતુ અનુસાર જુદા જુદા ચિત્રો દોરી શકીએ છીએ જેમ કે તેમાં આપણે ઋતુ અનુસાર અલગ અલગ પ્રકારના પ્રકૃતિમાં આવતા ફેરફારોનું વર્ણન પણ આપણે ચિત્ર કલામાં કરી શકીએ આમ પ્રકૃતિ ચિત્ર પણ ખૂબ આપણા મનને શાંતિ આપતું હોય એવું ફાયદાકારક હોઈ શકે ચિત્રકામ કરવામાં આવતા વિવિધ પ્રકારના રંગો તથા તેમાં જોવા મળતા વિવિધ આકારો તેના વર્ણનો વગેરેનું પણ રીતસર ભાત તથા રેખાઓ દ્વારા તેનું આલેખન કરવામાં આવે છે ચિત્રોમાં આપણને વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા પણ કે કોઈ પણ પ્રકારની પ્રકૃતિ કે કોઈ ઘટના બની રહી છે તેનું પણ વર્ણન એ ચિત્રમાં કરી શકાય છે તેમજ તેમાં આપણને વિવિધ રંગો દ્વારા તેનો ઉઠાવ દઈ શકીએ છીએ ચિત્ર એનું મારા મંતવ્ય પ્રમાણે એ આપણા મનની સ્થિતિને કાગળ પર સહજ રીતે ઉતારી શકાય છે ચિત્ર એ ખૂબ સારી અને માનસિક તથા કાલ્પનિક શક્તિને વધારવા માટેનું પણ એ કામ કરે છે ચિત્રકલામાં આગળ વધતા જાય તો તેમાં આપણને વિવિધ અનુભવો થાય છે જેમાં આપણા મનના વિવિધ ભાવોનું પ્રગટ પણ કરવામાં આવે છે કે આ ચોસઠ કલાઓમાંથી એક રહેલી આ ચિત્રકલામાં એ આપણે વિવિધ શિલ્પ સ્થાપત્ય તથા વિવિધ ધાર્મિક જગ્યાએ કે કોઈપણ આપણા ઘરથી માંડી ઓફિસ વર્ગ કે ગમે તે જગ્યાએ પણ આપણને કોઈપણ જગ્યાએ કોઈ ભગવાનનું ચિત્ર હોય કે પછી કોઈ પેંટિંગ હોય કોઈ ભાત ચિત્ર હોય કોઈ રેખા ચિત્ર હોય કોઈ છાયા ચિત્ર હોય ગમે તે ચિત્રોનું પેંટિંગ કે તેનું ચિત્રનું વર્ણન અત્યારે જોઈ શકીએ તો મડવર્ગ ક્ષેત્રે કે પછી કોઈપણ કલા ક્ષેત્રે ધાર્મિક કાર્યમાં ચિત્રકલાનું મહત્ત્વ જોવા જ મળે છે રંગોળીથી માંડીને તમામ જગ્યાએ ચિત્રો દોરવામાં આવે છે આપણે ભાત ચિત્રો જોઈએ આદિવાસી ચિત્રો જોઈએ છાયા ચિત્રો જોઈએ રેખા ચિત્રો જોઈએ પ્રાકૃતિક ચિત્રો જોઈએ તમામ ક્ષેત્રોમાં ચિત્રોનું વર્ણન એ ખૂબજ સરસ અને જેને કહેવાય કે ખૂબ બારીક રીતે કરવામાં આવ્યો છે તેમાં પડેલી ભાત તથા તેમાં જોવા મળતું કોઈપણ જેને કહેવાય કે જીવંત જીવંત જોવા મળતી છબીઓનું વર્ણન જોઈ શકીએ પ્રાકૃતિક ચિત્રોમાં જોવા મળતું એ પાનનું વર્ણન તથા તેમાં પડેલી ઝાકળના બિંદુઓનું વર્ણન એ આપણે કલ્પના શક્તિથી ધારી શકીએ કે એ ચિત્રનું કાર્ય કેટલું શ્રેષ્ઠ થયું હશે આમ ચિત્રકલા એ આપણા જીવન સાથે સર્જનશિલતા સાથે શિસ્ત અને આયોજન ક્ષમતા તથા કલ્પના શક્તિ ક્ષેત્રે ખૂબ આગળ વધારી શકીએ છીએ આમ ચિત્રકામ એ ઉપચારાત્મક અને ફાયદાકારક હોય છે કે જેમાં આપણે કોઈપણ માનસિક તથા કોઈપણ સામાજિક વસ્તુઓ કે કોઈ ધાર્મિક કાર્યનું વર્ણન પણ આ ચિત્ર કલામાં આપણે આરામથી ઉતારી શકીએ આમ સામે રહેલી ઘટના કે પરિસ્થિતિનું વર્ણન આપણને આબેહૂબ રીતે આ કલામાં જોવા મળે છે